અમદાવાદ જિલ્લામાં સ્થાનિક રહેઠાણો માટે ઘણાં બધા વિકલ્પો છે જેમ કે તમને અહીંયા ભાડેથી ફ્લેટ પણ મળી રહેશે તે ઉપરાંત હૉસ્ટેલો પણ છે અને અત્યારે પેઈંગ ગેસ્ટ કે જેને પી જી કહેવામાં આવે છે એ પણ તમને અમદાવાદમાં આસાનીથી મળી રહેશે અને અહીંયા ઓછામાં ઓછા ભાડું તમને મિનિમમમાં મિનિમમ ત્રણ હજારથી ચાર હજાર મહિને મળી રહેશે જે નાના ઘરનું હશે બાકી તમે કોઈ મોટા એરીયામાં જશો જેમ કે એસ જી હાઈવે છે કે એ બાજુ તમને મોં વધારેમાં વધારે અને ઓછામાં ઓછું ભાડું તમને એક મહિના માટે દસ હજારથી પંદર હજાર રહેશે અને અહીંયા તમને ભાડેથી મળેલી જગ્યા ખૂબ જ સારી રીતે અને ખૂબ જ તરત મળી રહેશે કારણ કે અમદાવાદમાં ભાડેથી મલી મળતી જગ્યાઓનો વિકલ્પ બહુ જ છે